ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે સામે કયા મુખ્ય પડકારો છે તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે રમત ગમત ક્ષેત્રની અંદર આપણે જો ગુજરાતને આગળ લાવવું હોય તો એનો પહેલામાં પહેલો મૂળભૂત બેઝ છે સ્કૂલ શાળાઓ જો શાળાની અંદર સારા પ્રભાવશાળી શારીરિક શિક્ષણ શિક્ષકો હોવા જોઈએ જે બાળકોનું બેઝ તૈયાર કરે છે જ્યાં સુધીને રમત ગમતની અંદર રમતના ગ્રાઉન્ડ પર લઈ જવા માટેનું સૌ પ્રથમ કાર્ય એક શારીરક શિક્ષણના શિક્ષકનું છે જે બાળકોને રમત ગમત સાથે સંકળાવે છે એ બાળકોની અંદર ઉર્જાઓ ઉત્પન્ન કરે છે અને બાળકોને પ્રેરિત કરે છે જો આપણે ગુજરાતનું રમત ગમત ક્ષેત્રને જો આગળ લાવવું હોય તો સૌ પ્રથમ સારીરિક શિક્ષણના શિક્ષકોની નિમણૂંક કરવી જોઈએ અને વિવિધ પ્રકારના સારા એકપર્ટ ઇન્ટરનેસનલ કોચ દ્વારા પ્રાઈમરી શારીરિક શિક્ષણોના શિક્ષકોનું કોચિંગ થવું જોઈએ જે બાળકોને કઈ રીતે આગળ વધારી શકે છે સાથે સાથે વિવિધ પ્રકારના સાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરો નવી નવી ટેકનોલોજીની લેબ બનાવવી જોઈએ જે બાળકોને સ્પર્ધામાં સારામાં સારું આગળ વધારે છે બીજું તમને જણાવું તો ગુજરાતની એક પહેલ છે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલ યંગ ટેલેન્ટેડ પણ એ યંગ ટેલેન્ટેડને લાવવા માટે બી શિક્ષકોની મૂળભૂત જરૂરિયાત છે જો આપણે આ ક્રિયાઓ કરીશું તો આપણે ગુજરાતમાં રમત ગમતનો સારો એવો એક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરીશું અને મને નવા નવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ તો ડેવલોપ કરવા પડે જો આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેકસો ડેવલોપ કરીશું તો જ બાળકો ત્યાં સુધી જશે ભાર વગરનું ભણતર બાળકોને અત્યારે ખાલી ભણવા માટે જ પ્રેરિત કરવામાં આવે છે જો આપણે બાળકોને ભણવવાની સાથે સાથે રમત ગમતમાં બી જો આગળ આગળ લાવીશું તો ગુજરાતનું ખૂબ જ સારો એવો સ્પોર્ટ્સમાં વિકાસ થઈ શકે છે અને બાળકોને વિવિધ રમતોનું જ્ઞાન આપવાનું કાર્ય પણ બી એક વ્યાયામ શિક્ષક જ કરી શકે છે આપણે મોટા મોટા સારા સારા ઇન્ટરનેશનલ પ્લેયરો બનાવવા માંગીએ છીએ પણ એની સામે સામે આપણી પાસે જે બેઝિક નોલેજ આપનાર શિક્ષક એ આજના યુગમાં આ સમયમાં ગુજરાતમાં જ નથી ને એના માટે બી તમે જો સારા શિક્ષકો માટે તમે એક ક્રાઇટેરિયા નક્કી કરો કે શિક્ષક એ બીપીએસ થયેલો હોવો જોઈએ કાં પછી બીએસસી ઈન સ્પોર્ટ્સ થયેલો હોવો જોઈએ બીએસસી ઈન કોચિંગ થયેલો હોવો જોઈએ જેથી કરીને એ વિદ્યાર્થીઓને તૈયાર કરશે અને બીજું મેં તમને કહું તો પોલિટીક્સ રમત ગમતની અંદર તો હોવું જ ના જોઈએ જેના કારણે સારા સારા એવા ખેલાડીઓ આપણને મળતા નથી જો આપણે પહેલા બેઝથી આપણે શાળાઓ ની અંદર વિવિધ ક્ષેત્રોમાં એ સારા ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરનું આપણે ડેવલોપ કરીએ જેથી કરીને બાળકોનું નિર્માણ થાય